હલો હાં હાં હું ભઈ મારુ ભાડું જે રહું છું એનો મારે બીજા અગિયાર મહિને એક્સટેન્શન કરવું છે હાં ભાડું જોઈતું હોય તે મારે તમને કંઈક થોડુંક આમ તેમ કરીને આપીશ તો બેસીને નેગોશીએશન કરીશું આપણે શું વધારવું કેટલું કરવું બરાબર અને મારે રહેવું છે

હાં તો વાંધો નહીં

હાં તો કઈ વાંધો નહીં ખુશ છું હું હાં કંઈ નહીં કરાવી લઈશું એટલે હાં રીપેરીંગ કરાવી લેજો હાં તો કંઈ વાંધો નહીં જોઈ લઇશ અને જે કઈ પૈસા લાગે હું આપી દઇશ પ્લંબરને

હાં હાં હાં એ વકિલના વકિલના પૈસા લાગે હું એ બી રાખીશ અને લાગે જ છે અને સ્ટેમ્પ ડયુટી વધારાની થશે ને ભાડું બી હાં હાં ડિપોઝિટ કંઈ આપવાની નથી ને કે ડિપોઝિટ

હાં હાં હાં એ જ લોકો હાં હાં કેર એફડી પણ મળે ઓકે ઓકે હાં હાં હાં ઓકે વાંધો નહીં પણ મન હાં અમને મંજૂર છે ઓકે ચાલો સૌ બરાબર છે બધું બરાબર છે ઓકે બાય